હા મેં ઘણા ગાયકોને સાંભળ્યા છે પણ મોસ્ટલી અમારે ત્યાં વિમલ બારોટ કરી ને ગાયક છે જેને મેં જીવંત સાંભળ્યા છે એમનો દર દર વર્ષે અમારે ત્યાં બે ત્રણ વાર પરફોર્મન્સ હોય છે એમનું જે ઘણું અમને આનંદદાયક લાગે છે અને ઘણું પણ અમે એને એન્જોય કરી ને સાંભળી શકીએ છે એ મારાં જીવનનાં યાદગાર અનુભવો રહે છે કારણ કે મને સિંગિગનો અને ગાવાનો પણ મને જાતે પણ ઘણો શોખ છે તો હું તેના માટે ઘણો ટ્રાય કરું છું કે હું પણ સારું ગાઈ શકું હા હું અરિજિત સિંહનો આશિક છું અને તેના ગીતો સાંભળવા માટે ઘણો જ આતુર છું તો એ મને ક્યાં પણ એનો લાઈવ પરફોર્મન્સ જોવાં મળે તો હું તેની ઈચ્છા રાખું છું